પવન મિલ પવન ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે તે ઉર્જા ઉત્પાદનમાં કે કૃષિ પ્રવૃત્તિમાં ઉપયોગી બની શકે છે સૂર્ય મોજું સૂર્ય પ્લેનનો ઉપયોગ કરીને સૂર્ય ઉર્જા સંચાલિત કરવું આ વીજળી ઉત્પાદનમાં ગરમી ઉમેરવામાં અને પાણી ગરમ કરવા ઉપયોગી છે બાયો માસ કૃષિ અને વન વિશ્વમાંથી મળતી બારે માસ ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય છે આમાં લાકડું પાંદડાં અને અન્ય બાયોમાસ સામગ્રીનો સમાવેશ થાય છે પાણીની શક્તિ નદીઓ અને કેનાલોમાંથી પાણીનું પ્રવાહ ઉર્જા રૂપે ઉપયોગ કરી શકાય છે જે પવન વીજળી ઉત્પન્ન કરવા મદદરૂપ થાય છે ખનીજ સ્થાનિક ખનીજ જેમકે કોલા નયુમસ્ટોન અને મેટલનો ઉપયોગ માઇનિંગ અને બાંધકામ કરી શકાય છે વિશ્વસનિય માટે કૃષિ માટે ગુણવત્તાવાળી માટીનો ઉપયોગ કરવો જે જમીનની ઉપજ કરતાં ને માવજત માટે મહત્ત્વપૂર્ણ છે સંરક્ષણ ઉપકરણ પાણી સાચવવા માટે ઉચ્ચ કાર્યક્ષમ લિ ફિલ્ટર અને ટપક સિસ્ટમોનો ઉપયોગ આ સાધનો અને તંત્રોને યોગ્ય પસંદગી અને ઉપયોગ સ્થાનિક સ્થિતિ સપ્લાય અને માર્જિન ઉપર આધાર રાખે છે